હલો સ્વિગીમાંથી બોલો છો સાહેબ મેેં ઓડર આપેલો છે જેનો અડધો કલાક ઓલરેડી થઇ ગયો છે અને એપ્લિકેશનમાં મને એની પંદર મિનિટ બતાડે છે અને હજી સુધી પહોંચવાનો ટાઈમ થવા આવ્યો વિસ મિનિટ નીકળી ગઈ છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી મારા મહેમાન ને બધા ઓન ધ વે છે બસ બે મિનિટમાં પાંચ મિનિટમાં પહોંચતા હશે એટલે જો આનો મને જવાબ મળે અને જલ્દી મળે ડિલિવરી તો સારું મારી આઇટમો આમાં લખેલી જ છે લિસ્ટમાં ચાર ભાજીપાંવ છે બે ઢોસા છે બે પુલાવ છે અને છ પીઝા છે આટલી આઈટમો મેં આપેલી છે હું લગભગ અડધો કલાકથી વીસ મિનિટથી તો હું પ્રયત્ન કરી રહ્યો છું તમારી વેબસાઈટ પહેલા તો ખુલતી જ નથી બહુ જ પ્રોબ્લેમ છે હવે ખુલી છે તો ડિલિવરીનો ટાઈમ જે પહેલા દસ મિનિટ બતાવતો હતો એ હવે વીસ મિનિટ થઈ ગયો છે તો આટલું બધું ડીલે કેમ થઈ રહ્યું છે